આપણી ઘણી બધી ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રમતો છે જેમ કે ગીલીડંડા ભમરડો સંતાકૂકડી મંજી સતોડિયું સાંકળી ભાલા ફેંક હોકી વગેરે આજના જમાનામાં આ બધી રમતોને બદલે ઘણી બધી નવી રમતો રમાય છે પરંતુ આ રમતો હજી પણ ગામડાંઓની શેરીમાં તેમજ શહેરના કેટલાક લોકો હજી પણ રમે છે ઘણાં બધા મા બાપ પોતાનાં છોકરાઓને બધી જૂની રમતો શીખવે છે જેથી આ વારસો જળવાય તેમજ સરકારે પણ આ બધી રમતોને ખેલ મહાકુંભ તેમજ રાષ્ટ્રીય રમતોમાં શામેલ કરવી જોઈએ જેથી બધા નવા લોકો તેમજ નવા નવી જનરેસન આ રમતો વિશે જાણી શકે બધી જ રમતોમાં ઘણું બધુ નવું નવું શીખવાનું તેમજ નવું જાણવાનું હોય છે આ નવી નવા લોકોને તેમજ નવા જન્મેલા લોકોને આ બધી જ રમતો આપણે જુના જમાનામાં કઈ બધી રમતો રમતા હતા તે જાણવું આવશ્યક છે તેથી સરકારે તેમજ દરેક માતા પિતાએ પણ જાગૃત થઈને પોતાના છોકરાઓને આ રમતો શીખવાડવી જોઈએ છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટે જે રમત ગમત મહોત્ત્સવ થાય શાળામાં તેમાં આ બધી જૂની રમતો પણ શામેલ કરવી જોઈએ જેથી દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લે અને તેના વિશે બધું જાણી શકે તેમજ તેમાં પ્રોત્સાહિત થઈને વધારેમાં વધારે લોકો ભાગ લે તેનો પ્રયત્ન કરવો જોઈએ સરકારે સતત નવા નવા રમતોને ખેલ મહાકુંભ તેમજ રાષ્ટ્રીય સ્તરે ઇન્ટરોડ્યુસ કરવી જોઈએ જેથી લોકો નવી રમતોમાં ભાગ લે શરૂઆતમાં લોકો ઓછા ભાગ લેતા હોય પરંતુ જ્યારે તેમને જાણવા મળે નવી રમત વિશે ત્યારે તે વધારે લોકો ભાગ પણ લઈ શકે છે સતોડિયું તેમજ સાંકડી ભાલાફેંક વગેરે જેવી રમતો શારીરિક શારીરિક માટે શરીર માટે પણ જરૂરી છે તેથી તે રમતોને પણ પ્રોત્સાહિત કરવી જોઇએ તેમ જ ઘણી રમતોથી ઘણી આપણે પુરાની રમતોથી ઘણો દિમાગને યુઝ કરવાનું આવતું હતું તો તે પણ રમતોને આપણે પ્રોત્સાહિત કરવી જોઇએ